સર હું ઉર્વિલ બોલું છું ઉર્વિલ વારદોલિયા સર મારે સીટ મેં બુકીગ કરાવી હતી સીટ તો મારે ચેન્જ કરવાની છે

કાલની મારે મુસાફરી કરવાની છે કાલનામાં મેં બુકીગ કરાવેલી છે મેં સિટિંગ થઈ ગયું છે પેમેટ બી થઈ ગયું છે અરે એ સીટ તો નથી જોઈતી તો અમારે બીજી જોઈતી હોય તો મેં કરાવેલી છે એ સિંગલ સીટ છે મેં ઓકે મારે ડબલ જોઈએ છે એમ એકસ્ટ્રા પેસિંજર એક આવે એમ છે એટલે

હં વેઈટિંગમાં નામ ચેન્જ થઈ જાય

તો વેઇટિંગમાં થઈ જશે કે સીધી બુકિંગ થઈ જ જશે સક્સેસફૂલી એમ

ઓકે ઓકે તો અત્યારે જે સીટ છે મારે એને જે મારે કેન્સલ કરવી હોય તો રિફંડ મળી જશે કે નહીં મળે ઓકે ઓકે

તો અત્યારે વેબસાઇટમાં જોઈ લઉં છું હું પાછળથી ખાલી છે ને પાછળ ઓકે ઓકે હા હા ઓકે ઓકે સર થેન્કયુ